હા આરોગ્ય સંભાળ ક્ષેત્રે થતાં ભ્રષ્ટાચારથી હું વાકેફ છું હું પણ આવા ઘણાં બધાં આવા શિકારમાંથી બહાર નીકળી છું જેમ કે આરોગ્ય માટે અત્યારે ચાલુ ચેડાં થાય છે જેમ કે આપણે હોટલો મોટી મોટી હોટલો બહારથી તો સારી લાગે છે પણ અંદર બહુ જ ગંદકી હોય છે અને ખરાબ તેલનો વપરાશ થાય છે પછી ગમે મીઠાઈઓની દુકાનમાં પણ ભેળસેળ વાળા આવે છે જેમ કે માવો ખરાબ હોય ફૂગ હોય તો પણ ગમે તે રીતે આપણને કંઈકને કંઈક રીતે આપી દે છે જેથી આપણા આરોગ્ય માટે હાનિકારક છે એવી રીતે ઘણી બધી આરોગ્ય સંભાળ માટે ભ્રષ્ટાચાર ચાલુ થાય છે